ગુજરાત રાજ્યમાં શિક્ષણને મહત્વ ખૂબ જ છે આજે શિક્ષણને મહત્વ ખૂબ છે એટલે કોઈપણ બાળકને ભણી ન રહે ભણી શકે એ માટે સરકારે જાત જાતની યોજનાઓ ચાલુ કરેલી છે જાત જાતની અને ભાત ભાતની તેવી જ રીતે આજે લો લોકો એક ટાઈમનું ખાવાનું ન ખાશે પણ પોતાના છોકરાને ભણાવશે અને મારો છોકરો ભણીને કંઈક એવું કામ કરે કે ગરીબીમાંથી ઉપર લઈ જશે એ માટે આપણે વિદ્યાર્થીઓને ભણવા માટેનો પહેલાં તો તેને પોતાનું પ્રાઈમરી કે જે સ્કૂલ સ્કૂલ માધ્યમિક સ્કૂલ ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલ કોલેજ એમ યુનિવર્સિટી પછી કયો જે પોત પોતાને ફાવતા વિષય ઉપર અભ્યાસ કરવા માટે આપણે પ્રેરણા આપવી જોઈએ અને જે વિદ્યાર્થીને ગમતો કોર્સ લઈને તે આગળ વધે તો જ તેના માટે ફાયદાકારક છે નહીં તો તે પોતે પણ અર્ધ સમયમાં અટવાઈ જશે અને તે તેના કાર્ય પૂરા કરી શકતા નથી જેથી કરીને પોતાને ગમતા વિષય ઉપર જ અભ્યાસ કરવા પ્રેરણા આપવી જોઈએ એમ મારે માનવું છે અને શિક્ષણ એ એક એવું શિક્ષણ એ એવી સિંહણનું દૂધ છે જેથી જે ભણે તે આગળ વધે અને તે દુન બીજા પાંચ છ જણાંને પણ ભણાવી શકે જેવી રીતે કે એકના ઘરમાં એક બેન અથવા જે હોય એ ભણેલી હોય તો તેના ઘરે પણ કામ આવે અને તે સાસરે જાય ત્યાં પણ કામ આવે એમ એવી જ રીતે આ શિક્ષણ એ ખૂબ જ આજના યુગમાં આજના જમાનામાં આ શિક્ષણ ખૂબ મહત્વ છે અને મારે તે માનવું છે કે બધાંએ જ ભણવું જોઈએ અને બીજાને ભણવાં માટે પ્રયા પ્રયત્ન કરવા જોઈએ એમ મારે માનવું છે જેવી રીતે કે આજના સમયમાં ઘણાં એવાં છે કે તે નાનપણથી કામ કરવા માટે કરે છે પણ તે સાથે સાથે ભણવાનું પણ કહેવું જોઈએ અને આપણે ત્યાં ઘણી બધી એવી સ્કૂલો છે કે જેમાં અલગ અલગ પ્રકારના કોર્સો જેવા કે કોમ્પ્યુટર આજના જમાનામાં કોમ્પ્યુટર એવું છે કે તેનાથી આજે કોમ્પ્યુટર વગર કશું ચાલતું નથી અને ઈન્ટરનેટ આ દુનિયામાં હંમેશા માણસને જ ભણેલો હોવો જોઈએ જ્યાં જોબ કરવા જશે ત્યાં આ બધું ભણેલું જ કામ આવવાનું છે અને તેથી જ તે વ્યક્તિ ભણેલાં વ્યક્તિ તે ઘણ સમાજમાં પણ તેનું ઘણું માન હોય છે એમ મારું માનવું છે એટલા માટે ભણવાં માટે બધાને પ્રયત્નો પ્રયાસ કરવો જોઈએ જેથી કરી પોતાનું પોતે કરી શકે અને જેથી કરી કે કોઈ જગ્યાએ ફરવા જાય અને વાંચતા લખતાં આવડતું હોય તો તેને કોઈ પ્રકારની પરેશાની નહીં આવે નહીં તો એમ તો ઘણાં જગ્યાએ ફર પરેશાની આવે લખતા વાંચતા આવડતું હોય તો પોતે પોતાનું કામ કરવામાં કરવામાં તેને મદદરૂપ થાય પોતાનું કામ કરી લે એવી જ રીતે એવી જ રીતે ત્યાંથી તે સારી રીતે ફરી આવે એમ ભણેલું બહુ કામનું છે આજના જમાનામાં ભણે તો ગણે એ વાત થાય બાકી કંઈ નહીં એમ લોકો તો જે વ્યક્તિ ભણેલો હશે એને જ ધ્યાન આપશે આજના સમયમાં ભણેલાં વ્યક્તિને સારા લગ્ન કરવા માટે પણ તે ખૂબ મહત્વની ભાગ ભજવે છે જે ભણેલાં હોય તેને ખૂબ જ વધારે મહત્વ આપે છે આ સમયમાં આ આપણે દુનિયાને આજે એટલો જ ફાસ્ટ ચાલે છે કે તેના સાથે ચાલવા માટે આપણે પણ ભણવામાં ભણવાનું જરૂરી છે જેવી રીતે કે આજે બહારના દેશોમાં જે રીતે આગળ વધી રહ્યા છે તે જ રીતે આપણો દેશ પણ આગળ વધે એ માટે આપણે બધાંએ બધું રીતે ભણવું જ જોઈએ એમ મારે માનવાનું છે અને લોકોને પણ એ કહેવાં માં માંગુ કે લોકો જ્યારે ભણે ભણીને આગળ વધશે ને તારે જ આપણો ભારત દેશ ભી ખૂબ આગળ વધી જાય અને તેઓ નાઈ નહીં ભણે તો ઘણાં પાછળ થઈ જાય એમ લાગે અત્યારના સમયમાં ભણવાનું ખૂબ જ મહત્વ આપવામાં આવે છે એમ મારે કહેવામાં આવે છે જેવી રીતે કે લોકો જ્યાં સુધી લોકોનાં ઘર પણ આગળ વધી શકે તેથી કરીને